ગુજરાતની સંસ્કૃતિને ધ્યાનમાં લઈએ ગુજરાતમાં વિવિધતા જોવા મળે છે ગુજરાત એક રાજ્ય છે પરંતુ તેમાં રહેલા વિવિધ પ્રદેશો પ્રમાણે જુદા જુદા પ્રદેશોમાં જોવા મળતા તફાવતો તથા તેમાં રહેલાં વાતાવરણમાં પણ આપણને ભેદ જોવા મળે છે તે પ્રમાણે તે વિવિધ પ્રદેશોની પણ સંસ્કૃતિ આપણને જુદી જોવા મળે છે પણ જોઈ આપણને ઉત્તર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં પશ્ચિમ ગુજરાતમાં પૂર્વ ગુજરાતમાં તમામ દિશાઓમાંથી જોવા મળતા વિવિધ જિલ્લાઓ અનુસાર વિવિધ વાતાવરણોમાં જોવા મળે છે વિભિન્નતા જોવા મળે છે તેમજ ગુજરાતની સંસ્કૃતિ એ ભાતીગળ સંસ્કૃતિ જોવા મળે છે જેમાં વિવિધ પ્રકારની તથા વિવિધ રંગોથી ભરપૂર આપણને સંસ્કૃતિ જોવા મળે છે કચ્છના રણથી લઈ અને આદિવાસી સંસ્કૃતિ તથા ભીલ સંસ્કૃતિ વગેરે જ્ઞાતિ તથા વગેરે જાતિ અનુસાર વિવિધ સંસ્કૃતિ જોવા મળે છે તથા પ્ર દેશની દૃષ્ટિએ કે ભૌગોલિક સ્તરે જોઈએ તો જમીનનાં માધ્યમ પ્રમાણે તેમાં આવતા વિવિધ વાતાવરણના ફેરફાર તથા તેને અનુકૂળ ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતમાં આપણે કચ્છનું ઉદાહરણ લઈ શકીએ કચ્છ એ એવો ગરમ વિસ્તાર રહેલો છે જેમાં અમુક સ્તરે આપણે જોઈ શકીએ કે ત્યાનું ત્યાંનું વાતાવરણ એ બીજા જિલ્લાનાં વાતાવરણ કરતાં બમણું જોવા મળે છે ત્યાંનું તાપમાન ખૂબ જ વધુ જોવા મળે છે ત્યાં ગરમીનું તાપમાન વધું હોવાથી ત્યાં રહેતાં લોકોમાં પણ આપણને સંસ્કૃતિના વિવિધતા જોવા મળે છે ત્યાના પહેરવેશ તે લોકોની રહેણીકરણી તે લોકોના ખોરાક તે લોકોની ભાષા તેમની બોલવા કરવાની રીત વગેરેમાં પણ આપણને પરિવર્તન જોવા મળે છે ગુજરાતની સંસ્કૃતિને ધ્યાનમાં લઈએ તો એ જ રીતે આપણે ડાંગ વિસ્તારને જોઈ શકીએ છીએ જેમાં આદિવાસી સંસ્કૃતિ ત્યાંનાં રહેતાં લોકો જે જે લોકો રહે છે તેમની તથા તેમના વ્યવહારની તેમના ભૌગોલિક તેમની રહેવા કરવાની રીત વગેરેમાં આપણને વિવિધતા જોવા મળે છે તેમની સંસ્કૃતિમાં ધ્યાન તેમની સંસ્કૃતિમાં પણ આપણને જુદો વ્યવહાર જોવા મળે છે ત્યા રહેવા કરવાની રીત ખોરાક તમામ વસ્તુઓ બદલાઈ જાય છે કચ્છને ધ્યાનમાં લઈએ તો તે વિસ્તારમાં જોવા મળતું કચ્છનું રણ કચ્છના રણ વિસ્તારમાં રહેતાં લોકો ખોરાકમાં દૂધ રોટલો એવું સાદું જ જેને એમની અનુકૂળતા પ્રમાણે મળી રહેતું જમવાનું આરોગે છે તેમજ ત્યાંની રહેવાની તેમની પહેરવાથી લઈ અને તેમના ખોરાક સુધીનો તમામમાં આપણને પરિવર્તન જોવા મળે છે તેઓ ચામડાના ચામડામાં પગરખાં પહેરવાનું પસંદ કરે છે કારણ કે તે ક્ષેત્રમાં ગરમીનું તાપમાન ખૂબ હોવાથી ભૌગોલિક દૃષ્ટિએ જોઈ શકીએ કે ત્યાં ચાલવાની સ્થિતિ માટે ચામડાનાં ચંપલ પહેરવા જરૂરી છે આમ આમ આપણે ડાંગ વિસ્તારમાં જોઈએ તો આદિવાસી સંસ્કૃતિનું મહત્ત્વ જોવા મળે છે આદિવાસી સંસ્કૃતિ તે વિસ્તારમાં રહેતાં લોકો અને ભૌગોલિક જે આપણને વાતાવરણમાં જોવા મળતા પરિવર્તનો તથા તેમાં રહેલા વિવિધ પ્રકારના આદિવાસી લોકોનો વ્યવહાર તેમની રહેવા કરવાની રીત સંસ્કૃતિ એ ભૌગોલિક સ્તરે જોઈએ તો ત્યાં લીલોતરી આવેલી છે ત્યાંનું વાતાવરણ હરિયાળું રહેલું છે તેમજ ગીર વિસ્તારની વાત કરી શકીએ કે ગીર વિસ્તારમાં આપણે જોઈએ કે ગીર વિસ્તારમાં રહેતાં લોકો એ હંમેશા લીલોતરી રંગબેરંગી પ્રકૃતિના વર્ણનો સાથે જોડાયેલા હોય છે આમ ગીર વિસ્તારમાં રહેતા લોકોની એ જંગલો સાથે જોડાયેલા હોય છે તેમાં જોવા મળતાં વિવધ વૃક્ષો તથા પ્રકૃતિમાં આવતા પરિવર્તનોનો એક સમગ્ર સજોડ અને એક મુખ્ય જેને કહેવાય કે પ્રકૃતિના વિવિધ પરિવર્તનો આપણને જોવા મળે છે ગુજરાતની સંસ્કૃતિ એ ભાતીગળ સંસ્કૃતિ છે ના મોહેંજો દડોથી લઈને ડાંગ વિસ્તારના આદિવાસી સંસ્કૃતિ તેમજ કચ્છી સંસ્કૃતિ કચ્છી કલાઓમાં આપણને જોવા મળે છે તેમના વ્યવસાયમાં પણ આપણને ઘણા બધા પરિવર્તનો જોવા મળે તેમજ ઐતિહાસિક રીતે જોઈએ તો કચ્છ વિસ્તારમાં રહેતા લોકોની જોઈએ તો ધોળાવીરા ધોળાવીરાની આખી વ્યવસ્થા એ પ્રમાણે રહેલી છે કે ત્યાં રહેતા લોકોને લીંપણ કામ તથા વણાટ કામ વગેરે સાથે જોડાયેલા હોય તેમના પહેરવેશમાં ત્યાંની ભૌગોલિક સ્થિતિ અનુસાર ત્યાંનું વણાટકામ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તેમજ ત્યાં રહેતા લોકો એ પોતાના ઘરોને વાંસ તથા લિંપણ કામથી જોડાયેલા છે ત્યાનું ખોરાક આપણે જોઈએ તો બાજરાનો રોટલો અને દૂધ દહીં છાશ વગેરે સાથે જોડાયેલો જોવા મળે છે ત્યાં રહેતા લોકોનું શરીરનું તાપમાન તેમના આસપાસ રહેલાં વાતાવરણનાં તાપમાન સાથે જોડાયેલું છે ગરમ વાતાવરણના કારણે ત્યાં પગરખામાં ચામડાનાં પગરખાંનો ઉપયોગ કરવામાં આવે છે તથા તથા ત્યાંની સંસ્કૃતિ એ આપણને જોવા મળે છે રાતના સમયે ત્યાંની સંસ્કૃતિ ની વિવિધ રાસ પછી રાસ ગરબાઓ વગેરે તે દિવસના તાપમાનના કારણે ભેગા ન થતા હોવાથી રાત્રે તેઓ બધાય ભેગા થાય છે તથા પોતપોતાની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને વિવિધ ઉત્સવો અને તહેવારો ઉજવે છે આમ ભૌગોલિક સ્થિતિ અને ઇતિહાસને લાગુ પડતા બન્ને રીતે ગુજરાતની સંસ્કૃતિમાં કચ્છની સંસ્કૃતિ એ વિશ્વવિખ્યાત બની છે કચ્છની કલાથી લઈ તેમના ખોરાક પહેરવેશ તથા તેમની રહેવા કરવાની રીત તેમનું બોલવાની રીત તથા તેમના રહેવાની તથા તેમની હાલ ચાલની તમામ પરિસ્થિતિનું વર્ણન આપણને ગુજરાતમાં કચ્છ જિલ્લામાં જોવા મળે છે તેમજ ગીર વિસ્તારની વાત કરીએ તો ગીર એ આપણે પ્રાણીઓ સાથે જોડાયેલુ પ્રકૃતિનું એક આબેહૂબ દૃષ્ટિકોણ તથા જોવા મળતું એક વર્ણન છે ગીર એ આપણને જંગલો સાથે જોડી રાખે છે એ આપણા ઇતિહાસમાં રહેલા જે આપણા જરૂરિયાતો તથા આપણી સંવર્ધા આપણી પરિસ્થિતિ અનુસાર એમાં જોવા મળતાં વિવિધ પરિવર્તનોને ધ્યાનમાં રાખે છે ગીરમાં આવતા વરસાદી માહોલ અને એ પ્રકૃતિનાં લીલાછમ વર્ણનને આપણે જોઈએ ત્યારે આપણને કચ્છનો કચ્છમાં આવેલું વાતાવરણ અને ગીરનું વાતાવરણ એ બંને એક બીજાની વિરુદ્ધ છે છતાંય તેમાં વિવિધતા અને અનુભવોની સ્થિતિ જોવા મળે છે આમ ડાંગ વિસ્તારમાં જોવા મળતા આદિવાસી ક્ષેત્રોની સંસ્કૃતિ આદિવાસી લોકો સાથે મળી અને વિવિધ પ્રકરણના આદિવાસી સંસ્કૃતિમાં જોડાયેલા હોય છે તેમની રેહવા કરવાની રીત તેમની તેમની પહેરવેશ તેમની ભાષા વગેરે રીતો બદલાય છે આમ આદિવાસી સંસ્કૃતિ ભીલ પ્રજાની ભીલ સંસ્કૃતિ સિંધી પ્રજાની સિંધી તથા કચ્છ કચ્છમાં રહેતા કચ્છી એમ જ આમ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં વિવિધ તામાં એકતાનું ફાળવણી કરતાં વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખીને ભાતીગળ સંસ્કૃતિનું એક આખું સમાવેશ કરવામાં આવતો જેમાં જિલ્લાઓનો એક સમૂહ જેમાં ગુજરાતની સંસ્કૃતિ સર્વશ્રેઠ રહી છે જે વિશ્વવિખ્યાત અને ગુજરાત ગુજરાતમાં આવતા વિવિધ તહેવારોની ઉજવણી બધી જ બધી જિલ્લાઓમાં જુદી જુદી રીતે કરવામાં આવે છે તે વિશ્વવિખ્યાત બનેલા કચ્છ પ્રદેશ તથા વિવિધ જાતિ જ્ઞાતિ અનુસાર કરવામાં આવતા તહેવારોની ઉજવણી તેમની એક ઐતિહાસિક ઘટનાઓને અનુસરી તથા ભૌગોલિક સ્થિતિના આધારે કરવામાં આવતી હોય છે આમ ગુજરાતની સંસ્કૃતિ તેના ઇતિહાસ અને ભૂગોળ દ્વારા ઘણી પ્રભાવિત થતી જોવા મળે છે આમ ઐતિહાસિક સંસ્કૃતિ અને ભૂગોળની દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતમાં આપણને વિવિધતા જોવા મળે છે